મારે એક્ટિવા સર્વિસ કરાવવાનું છે ઓઇલ ચેંજ કરાવવાનું છે બ્રેક વાગતી નથી અને સાઇડ લાઇટ ચાલતી નથી આખી સર્વિસ કરવાની છે એક્ટિવા એની અંદર આટલા પાર્ટસ ચાલતા નથી ઓઇલ બદલાવવાનું છે સાઇડ લાઇટ ચાલતી નથી એ ચેક કરવાનું છે અને સ્પીડોમીટરનો કાંટો ચાલતો નથી ને કેટલો ચાર્જ થાય છે સર્વિસ કરાવવાનો હું આજે જ એક્ટિવા મૂકી દઉં છું તમે સાંજ સુધીમાં મને કરીને પાછું આપી દેજો